હલો હા સ્વીગીમાંથી વાત કરો છો હા થોડીવાર પહેલાં મેં બે ઢોંસા પાંચ મેંદુવડા અને એક પીઝાનો ઓર્ડર કર્યો હતો એટલે અત્યાર સુધી તો તે ઓર્ડર મને મળ્યું જ નથી ડિલિવર થયો જ નથી અને ત્યાં બતાડે છે કે ડિલિવર થઈ ગયું છે પણ અત્યાર સુધી તો અમે ક્યારથી રાહી જોઈ રાહ જોઈ રહ્યા છીએ પણ તે ઓર્ડર અમારે ઘરે આવ્યું જ નથી અમે અમે લોકો ક્યારથી રાહ જોઈ જોઈએ છે પણ તે કોઈ લઈને આવું આવ્યું નથી એટલે હવે શું કરવાનું બધા લોકો વેટ કરે છે ભૂખ લાગી છે બધાને અને ત્યાં ફોનમાં તો ડિલિવરી દેખાય છે કે ડીલીવરી કરી દીધું છે તો હવે આનો શું ઉકેલ થશે એટલે તમે મને કંઈ આનો સમાધાન કરી આપો કે હવે શું મારે કેટલી વાર રાહ જોવી પડશે આ અને કેટલી વારમાં આવશે કેટલી વારમાં ડિલિવરી થશે એ તમે જોઈને મને તરંત વાપસ એનો આન્સર જવાબ આપો તમે મને